આપણો જે અવાજ છે એના પર લોકો આપણને જૂએ છે કે આનો અવાજ કેટલો સારો છે કે સું છે મને જે ગાવું ગમે છે અને ખાલી ગાયન એવી વસ્તુ છે કે તમે વગર પ્રેક્ટિસે કે તેનું વગર તમે ગાયે તમે લોકો સારી